સોરી તમે કયા ટેબલ નંબર ઉપર થી બોલો છો ટેબલ નંબર કયું છે તમારું મેડમ તેર નંબર નું ને ચા તો મૂકી ગયા છે દસ મિનિટ પેહલા મૂકી ગયા છે ના ના ના ચાય ટાઇમેજ મૂકી ગયા છે પછી એમને મારે વાત થઈ મારા વેટર સાથે કે તય ચા મૂકી ન ગ્યાને પછી તમે ક્યાંક બહાર ગ્યા હશો તેટલી વાર માં ઠંડી થઈ ગઈ હશે ના ના ઠંડી નથી અને તમે ગુસ્સે ન થાવ ફરી થી ચા મોકલાવી આપું છું નવી અને એનું કોઈ તમારે ચાર્જ નઇ લાગે પૈસા નઇ થાય માફ કરજો હવે ફરીથી આવી ભૂલ નઇ થાય હું જોવડાવી લવ છું કે કોનાથી આ ભૂલ થઈ છે અને તમ અવે ખાસ બેજ મિનિટ રાહ જોવો હું મોકલાવું છું નવી ચા અને અત્યારે કઈ હા અમે સમજી શકીએ છીએ અવે ફરીથી આવું નઇ થાય અમારા સ્ટાફ માં કઈ દવ છું અત્યારે બે મિનિટ માં તમારા ટેબલ ઉપર દઈ જશે બસ બસ બેજ મિનિટ માં આવી જશે તમે ચિંતા ન કરતાં આવી જશે ગુસ્સો ન કરતાં ના ના ગરમ ગરમ જ આવસે અત્યારે બનવડાવી જ મોકલાવું એનું કઈ તમારે ચાર્જ નઇ થાય બસ બેજ મિનિટ આવે છે તમારા ટેબલ ઉપર હા